હેલો હા તમે શોપિંગ સેન્ટરમાંથી બોલો છો હા મેં તમારા માટે સાંભળ્યું હતું મારા ઘરે લગ્ન છે અને મારે એના માટે કપડાં લેવાના છે તો તમે શું તમારી અ દુકાન વિશે અમને જણાવી શકો હ અમને બધા માટે જોઈએ છે પણ અમને થોડું એટલું મતલબ બજેટમાં જોઈએ છે અને સારું જોઈએ છે

હા હા અને ને મારે તમારે ત્યાં મારી મારે બનાવડાવું હોય તો હું બનાવી શકું હા હા હા હા ઓકે તો તમારું શોપનું નામ શું છે હા હા હા હમ્મ હા હા હા અને તો તો હું હા તમારી શોપ પર વિઝિટ કરીશ તમે મને મળશો હા હા ઓકે થેન્ક યુ